હા ઘણાં પુસ્તકો વાંચ્યા છે નવલકથા એમાં દર્શકની ઝેર તો પીધાં છે જાણી જાણી છે એ નવલકથાની અંદર ગોપાલ બાપાનું જે પાત્ર આવે છે અને સત્યકામનું આવે છે એ પાત્રો એમાંનો સત્યકામ તો અમારી સાથે અભ્યાસ કરતો હતો એ જ છોકરો છે એમ દર્શકે એટલે મનુભાઈએ એમ કહેલું અને એ છોકરો પણ એ સત્યકામ જેવો જ લાગતો હતો એટલે એને એ પાત્રમાં લીધો છે અને બીજું ગોપાળ ગોપાલ બાપા છે એ પોતે સોરઠ વિસ્તારનાં એક ખેડૂત છે અને એ પણ હયાત હતા એ એ અરસામાં અને એ એ અરસામાં મનુભાઈ પંચોલીએ આ નવલકથા લખેલી છે બસ બસ